રેલગાડીનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે થાય છે અને કોઈ માલ સામાન લાવવું હોય તો એના માટે પણ રેલગાડીનો ઉપયોગ થાય છે રેલગાડીની અંદર ફર્સ્ટ એસી સેકન્ડ એસી થર્ડ એસી સ્લીપર કોચ એવી રીતના ડબ્બાઓના ભાગ પાડવામાં આવે છે રેલગાડી એ પાટા ઉપર ચાલે છે રેલગાડીમાં એક એન્જિન હોય છે જે ઇલેક્ટ્રિક વાયરથી ચાલવામાં આવે છે રેલગાડીમાં વધારે પડતું ઘોંઘાટ પણ જોવા મળે છે રેલગાડીમાંની બેઠક વ્યવસ્થા એ ખૂબ સારી હોય છે રેલગાડીનો ઉપયોગ બીજા જેમકે આપણે બીજા રાજયોમાંથી આ રાજ્યમાં કંઇ લાવવું હોય પેટ્રોલ છે એ ડીઝલ છે અને કોલસો છે એવું બધું માલ ગાડીમાં ભરીને અઇયાં લાવા માટે પણ રેલગાડીનો ઉપયોગ થાય છે